હા નમસ્કાર બોલો બોલો જી બોલો બોલો બોલો બોલો બોલો કેમ છો હા હા હમમ હમમ બોલોને બળવંતભાઈ બોલો બોલો એમાં શું હોય એમાં શું હોય ઘણી વાર અમે એસેમ્બલીમાં અને ત્યાં હોય ને એટલે ફોન ના ઉપડયો હોય પણ એવું ના હોય કે ના ઉપાડી શક્યા હોય બોલો બોલો

હમમ હા છે ને હા સાચું હમમ

હા છે છે નાં ઘણું મોટું છે જોયું છે મેં બળવંતભાઈ એ તો આપણા ધ્યાનમાં જ હોય ને હા હા હમમ

હા હા હા બરાબર છે

હા હા હા બળવંતભાઈ બે મિનીટ મારી વાત એ સાંભળો તમારી કીધી એ વાત બધી સાચી છે આપણે બે વર્ષ પહેલાં એમાં જે લીલ ભરાઇ ગઇ હતી ને તળાવમાં એ લીલ પણ આપણે કઢાવડાવી હતી અને હમણાં થોડા સમય પહેલાં એનું ટેન્ડર પણ પાસ થઇ ગયું છે કે લીલ દૂર થાય તમે જે બીજી વૃક્ષોની વાત કરી એ પણ ધ્યાનમાં છે અને આપણે રાજ્ય સરકારની જે પણ યોજના છે નગર પાલિકાને લગતી એના દ્વારા એમાં જે પણ થશે ને એ આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને આ વિશે આપણે એસેમ્બલીમાં પણ હું કહીશ કે ભાઈ કંઈક બજેટ આપો વધારાનું તો આપણે એના ડેવલોપમેન્ટ માટે વિકાસ માટે આપણે કંઈક કાર્ય કરી શકીએ અને તમારા જેવા જાગૃત નાગરિકોએ ધ્યાન દોર્યું એ મારા માટે ગર્વની વાત કહેવાય બોલો બોલો અંતે બીજું હા એટલે એ એ વાત મારા ધ્યાનમાં છે ઘણા બધાની રજૂઆતો પણ હતી મારા માટે આપે ધ્યાન દોર્યું છે એ તો મને બહું ગમ્યું એમ બરાબર છે અને એના માટે જે પણ થશે એ આપણે કરીશું સાથે રહીને આપણાં નગરનો વિકાસ થાય સ્વચ્છતા જળવાય પર્યાવરણમાં સારું ઓલું થાય એ આપણે વિચારીએ એમ કરીએ સાથે રહીને બોલો બીજું ના ના ચોક્કસ

સાચું ચોક્કસ ચોક્કસ બળવંતભાઈ મારા ઓકે